ગુજરાતી આમ તો સરળ ભાષા નથી ખૂબ જ અઘરી ભાષા છે બીજા બીજી ભાષાઓનાં કમ્પૅરિઝનમાં પરંતુ અમુક એની વિશેષતાઓ છે જે બીજી ભાષાથી ગુજરાતી ભાષાને અલગ કરતી હોય છે ગુજરાતી ભાષામાં ભાષાની સાથે સાથે એમાં લોકગીતો હોય છે એમાં ડાયરાઓ અને ગઝલો હોય છે એમાં અ ગીતો અને છંદો હોય છે એમાં કાવ્યો હોય છે કવિતાઓ હોય છે આવા ઘણા બધા પ્રકારનાં એમાં અલગ અલગ સ્વરમાં ગાઈ શકાય એવા વાક્યો અને એવાં એવી કવિતાઓ હોય છે અને એવા દોહાઓ હોય છે કે જે બીજી ભાષાઓમાં જોવા નથી મળતા હોતા અને આમાં ખાસ કરીને ગુજરાતી ભાષામાં દરેક લૅન્ગવેજ આમ તો હિન્દી જુઓ ઈંગ્લિશ જુઓ ફ્રૅંચ જુઓ એ દરેક આમ તો એક જ પ્રકારની લૅન્ગવેજ હોય છે જયારે ગુજરાતી ભાષામાં પણ અલગ અલગ પ્રકારની લૅન્ગવેજ હોય છે જેમ કે કાઠિયાવાડી છે પછી શુદ્ધ ગુજરાતી અમદાવાદી ભાષા છે પછી મહેસાણાની ભાષા છે આવી રીતે અલગ અલગ ભાષાઓના લહેકા અલગ હોય છે જે સાંભળવામાં એકદમ મીઠી અને સુરીલી ભાષા લાગતી હોય છે જેમ કે કાઠિયાવાડી ભાષા આપણે સાંભળીએ તો અપણને એ સાંભળવાનું વારંવાર મન થતું હોય છે એકદમ મીઠી ભાષા એની અંદર માન સન્માન એ બધું એવી રીતે જળવાતું રહેતું હોય છે બીજું કે ગુજરાતી ભાષાના એક શબ્દના અર્થ બીજા ઘણા બધાં અનેક થતા હોય છે જયારે બીજી ભાષાઓમાં એવું હોતું નથી ગુજરાતી ભાષામાં એક જ શબ્દના અલગ અલગ અર્થ થતા હોય છે અથવા તો એક જ વસ્તુના અલગ અલગ નામ થી ઓળખાતી હોય છે જે ગુજરાતી ભાષામાં શક્ય હોય છે બીજી ભાષાઓમાં આવી વિશેષતા હોતી નથી એટલે મને ગુજરાતી ભાષા ખૂબ જ ગમે છે અને એ મને રસપ્રદ પણ લાગે છે કારણ કે એ મારી માતૃભાષા પણ છે અને હું પોતે ગુજરાતી પણ છું એટલે મારા માટે તો ગુજરાતી એ સૌથી બૅસ્ટ અને રસપ્રદ મને એટલા માટે લાગે છે